મને બાઈકનો બહુ જ જ શોખ છે હું જ્યારથી નાનો હતો મારા પપ્પા મને પેલી નાની નાની બાઈક લા ગિફ્ટ કરતા હતા પેલી હોટ વ્યુસ વાળી નાની ત્યારથી મને બાઈકનો બહુ જ શોખ થયેલો મને એવું હતું નાના કે મોટા થઈને હું બાઈક રાઇડ પર જવા ને બાઈકની એક દુકાન ખોલાની હવે જ્યારે મોટો થયો તો મને મને બીજી બીજી જોબ કરવી પડી ને હવે તો પણ મને બાઈકનો શોખ કોઈ દિવસ નથી ગયો હોં હમણાં પણ મારી પાસે ત્રણ બાઈક છે એક રોયલ એન્ડફિલ્ડ હીમાલિયન છે એક બૂલેટ છે ને એક કેટીએમ છે કેટીએમ કેટીએમ થ્રી નાઇટી ડ્યુક મન મન મારી સૌથી મનગમતી બાઈક છે હિમાલિયન હજુ પણ પલ્સ એ મારી પહેલી બાઈક હતી તો એના એના વિશે મારી બહુ જ લાગણી છે હું જ્યારે દિલ્હી રહેતો હતો ત્યારે હું એક વાર કેટીએમ લઈને મનાલી સુધી ટ્રીપ કરેલી સો એ ટ્રીપમાં મને એવું લાગ્યું કે કેટીએમ જે બાઈક છે કેટીએમ થ્રી નાઈટી ડ્યુક એ બહુ જ કેવી રીતના કહેવાય બહુ જ રીલાયબલ બાઈક છે એ એમાં કોઈ જ તકલીફ નહીં પડે એમ બાકી મારી સાથે દોસ્તારો હતા એમની બાઇકમાં કંઈ ને કંઈ ઇસ્યુ જ આવવા લાગ્યો અડધા બસ્સો કિલોમીટરમાં કોઈનું ટાયર પંચર થયું એક જણની ચેસી તૂટી ગઈ ને એવું બધું થયેલું પણ કેટીએમ એટલી રિલયાબલ હતી કે મને કંઈ જ તકલીફ નહીં પડી ચારસો કિલોમીટર પછી હવે હવે હું સુરત રહું છું તે મેં મારી પાસે હમણાં ત્રણ બાઈક છે હું ચોથી બાઈક લેવાનું વિચારું છું વિચારું છું એક બેનેલી લઈ લઉં એનું પણ બજેટ જરાક હાઈ જાય છે પણ દિલનું કંઈક કહેવાય નહીં જે દિલ કે એ કરવું જ પડે હવે હું વિચારતો હતો કે મારું એક બાઈકનો શો રૂમ હોવો જોઈએ જ્યાં હું બધી બાઈક કસ્ટમાઇઝ કરીને વેચું એમાં જે પણ આવે પર્સનલી કસ્ટમાઇઝ જે કરીને આપું ઈવન ધો કસ્ટમાઈઝેશન જરાક ઇન્ડિયામાં ઇસ્યુ છે પણ તો પણ જે બાઈકનો લવ હોય એ નહીં જઈ શકે મારા દિલથી